હલો વિદ્યુત ડિપાર્ટમેન્ટમાંથી વાત કરો છો અચ્છા મારું નામ નીતા અરોરા છે મારું હમણાંનું સરનામું જે હું જ્યાં રહું છું તે સરનામું છે બસો એક કંચનકૃતિ એપાર્ટમેન્ટ શિવશક્તિની પાછળ ત્રણ નવ સાત શૂન્ય શૂન્ય સાત મારું પિનકોડ છે મને છે ને હવે એક અઠવાડિયામાં હું મારું ઘર શિફ્ટ કરું છું તો મને એ જણાવવાનું હતું કે મારી હવે આ જે મારી બિલ આ નામ આ બિલ મારા નામે જે આવે છે એ હવે બિલ બિલિંગ એડ્રેસ ચેન્જ કરવાનું છે અચ્છા એ નંબર છે મારું જે છે એ બિલ નંબર છે ત્રણ શૂન્ય શૂન્ય ચાર સાત બે એક છ આઠ અચ્છા મારા પપ્પાનું નામ છે ગુરુચરણદાસ અરોરા ઓકે ફોન નંબર છે નવ આઠ બે ચાર છ સાત આઠ હવે મારે હમણાં જે હું શિફ્ટ કરવા જાઉં છું એનું એડ્રેસ છે એનું સરનામું છે બસો એક ધ્રુવીલ એપાર્ટમેન્ટ પીઝા હટની પાછળ હવે મને શું પ્રક્રિયા કરવી પડશે આ માટે અચ્છા એક તમને રાશન કાર્ડ આપી દઉં પછી બેંકની ડિટેલ્સ આપી દઉં અચ્છા ઓકે ઠીક છે જૂના બિલનું હવે તમે કેન્સલ આપણે ટ્રાન્સફર કરીને તમે નવા નવા એપાર્ટમેન્ટમાં મારું નામ થઈ જાય એવી રીતે તમે કરી દો ઓકે ક્યાર સુધીના થઈ જશે અઠવાડિયામાં ઓકે ઠીક છે મારે ઘરમાં શું છે કે હમણાં વીજળી નથી તો હવે અમે શિફ્ટ અમે ત્યાં ખસેડાઈશું તો તમે જલ્દીથી કરી કાઢજો ઓકે ઠીક છે હું હું માંદી છું તો તમે હવે છે ને જરાક જલ્દીથી કરી દેજો કેમ કે વીજળી નહીં હશે તો અમે રહીશું કેવી રીતે ઘરમાં હા હા ઠીક છે ઓકે થેન્ક યુ